આપણે અત્યારે આ ભારતમાં શિક્ષણ વ્યવસ્થા તો જોઈએ તો અત્યારે ખાસ કરીને સ્કૂલથી લઈને યુનિવર્સિટી સુધી અત્યારે શિક્ષણ તો ભારતમાં ઠીક ઠીક છે અને ગુજરાતમાં પણ ઠીક ઠીક શિક્ષણ છે અને પછી આપણે જોઈએ તો અત્યારે સૌથી મોટો આ પડકાર તો એ જ છે કે જે આપણે અગિયાર ધારો કે ધારો કે આપણે એમએ એમએનું કે પછી નેટનું આપણે પેપર છે તો એ છોકરાઓ તૈયારી કરીને ગયા તો પછી પેપર પેપર અત્યારે બહુ ફૂટી જાય છે તો એને વળી વળી પાછી તૈયારી કરીને વરી પાછું ઓલું દેવાનું પેપર દેવાનું અને અત્યારે અત્યારે આપણે જોઈએ તો ખાસ કરીને કોલેજમાં ને એમાં તો ડોનેશન અત્યારે બહુ દેવું પડે છે ખાસ કરીને મેડિકલ કોલેજની સીટ હોય તો તો એમાં એમાં અત્યારે ખાસ કરીને ડોનેશન જ છે ચાલે છે ચાલે છે પછી અને બીજું આપણે જોઈએ તો શિક્ષણ પ્રણાલી તો આમ આપણે અહીંયા બહુ સારી છે આપણે પ્રોફેસરો હોય છે બધા વ્યવસ્થિત અને પછી શું કહેવાય અત્યારે એક ખાસ કરીને એક સવાલ એ છે એ છે જે શું કહેવાય બધી જ ફેકલ્ટીમાં એક વિષય સાહિત્યનો હોવો જ જોઈએ અને પછી હજી હજી એમ આપણે આપણે જોઈએ તો કોઈ સરકારી પરીક્ષા હોય તો એ તો એ તો અત્યારે બહુ લંબાય છે અન એટલે એનાં કારણે છોકરાનું વાંચવામાં મન લાગતું નથી કે પછી એવી રીતના આમ ને તેમ ને બધું હોય સે અને બસ અત્યારે આ શિક્ષણમાં તો એટલું એટલું બધું કહેવાપણું છે નહીં ભારતમાં આ બરાબર જ છે બધું ચાલ્યા રાખે